તમે હોટલ વુડલેન્ડમાંથી નીકળ્યા સારું હવે તમે વોટલ હોટલમાંથી નીકળ્યા છો ને તો ખેતા તળાવ આવશે ખેતા તળાવથી સીધા સીધા આવો એટલે વાણિયા વાડ સર્કલ આવશે વાણિયા વાડ સર્કલથી તમે સીધા આવો એટલે કોલેજ રોડ આવશે કોલેજ રોડથી તમે સીધા આવો સીધું જ સિક્વન્સ રાખવાનું છે સીધા સીધા જ જવાનું છે સીધા આવો ત્યાંથી ને તમને આપણે શું કહેવાય કોકરણ મંદિર આવશે કોકરણ મંદિરની થોડેક આગળ આવશો ને એટલે નેકસેસ ફોર દેખાશે તમને ત્યાં આગળ આવી જાવ અંદર અંદર આવશોને એટલે સી બિલ્ડિંગ સી બિલ્ડિંગ છે એમાં તમે સી બિલ્ડિંગમાં તમે સેવન્થ ફ્લોર ઉપર સેવન ઝીરો થ્રી પર આવાનું છે ત્યાં આગળ નીચે તમે લીફ્ટમાં ઉપર ચડશોને એટલે તમને ચાર બાજુ ચાર ખૂણા દેખાશે એમાં નંબરો ઉપર લખેલા જ હશે આ સીડીની બાજુમાં આવશોને એટલે સેવન ઝીરો થ્રી આવી જશે